હલો જય સાધવાણી મહાકાળી રેસ્ટોરેન્ટ મોટા બજારમાં આવેલું છે એ જ મહાકાળી રેસ્ટોરન્ટ હા તમે મારી વાત સાંભળો મારે જોમેટો પર ઓર્ડર કરવાનો છે મને એક પ્લેટ સેવઉસળ એક પ્લેટ મસાલા સેવઉસળ અને એક પ્લેટ મસાલા સેવ ચીઝ સેવ મને જોઈએ છે આટલો ઓર્ડર મને ઝોમેટો પર મોકલી આપશો તમે મારું નામ લખી લો મારું નામ છે ભાવિક પ્રજાપતિ હું રહું છું આણંદ માં મારું એડ્રેસ છે ઓગણત્રીસ શિવ રેસીડેન્સી સો ફૂટ રોડ નિયર મહાદેવ ટેમ્પલ જો કોઈ બીને ના મળે તો મારો કોન્ટેક નંબર આજ છે તમે મારો કોન્ટેક નંબર એને આપજો પણ હા એક વસ્તુ યાદ રાખજો કે મને બહુ જ ભૂખ લાગી છે તો સૌથી ઝડપથી બને ને તો સૌથી પહેલો ઓડર મારો જ લેજો કારણ કે તમે તમારે બહુ જ બધી ભીડ હોય છે મને ખબર છે પણ છે ને મને તે બહુ ભૂખ લાગી છે તો તમને એક પ્રાર્થના કરું છું કે મારો ઓર્ડર પહેલા લો જેથી મારી ભૂખ મટી જાય અને તમારો ટેસ્ટ તો બહુ જ સારો હોય છે અને મને ખબર જ છે અને હું તમારો અઠવાડિયામાં બેથી ત્રણ વખત તમારો કસ્ટમર છું જ હું તો હું તમને પ્રાર્થના કરું છું કે તમે મારો ઓડર પહેલો જ લો